આપણો ભારત દેશ અને તેના લોકો એ તહેવાર પ્રિય છે પછી એ તહેવારો ધાર્મિક હોય સામાજિક હોય કે ગમે તે હોય આ દરેક તહેવારો સાથે પ્રજાજનો ખૂબ લાગણી અને તેના મહત્ત્વ સાથે જોડાએલા હોય છે એમાં ધાર્મિક તહેવારોમાં જોઈએ તો આપણો મુખ્ય પ તહેવાર પર્યુષણ છે પર્યુષણ મહાપર્વ એ તહેવારોનો પણ રાજા છે જગતના બધા તહેવારોમાં શ્રેષ્ઠ અને ઉત્કૃષ્ટ તહેવાર પર્યુષણ છે આ આઠ દિવસના તહેવારમાં જૈન ધર્મના લોકો એ પોતાના તન મન ધનથી પૂરો ધાર્મિક રીતે આ તહેવારની ઉજવણી કરે છે કે જેમાં તેઓ તપ કરે છે પોતાના નાના હોય કે મોટા દરેક વ્યક્તિ પોતાની યથાશક્તિ પ્રમાણે આંબેલે કાસણું બેસણું ઉપવાસ વગેરે તપ કરે છે કોઈ અઠ્ઠાઈ કરે છે કોઈ માસ ગમણ કરે છે કોઈ ધર્મચક્ર તપ કરે છે તો કોઈ સીધી તપ કરે છે આવા અનેક તપ દ્વારા આ તહેવારની ઉજવણી કરે છે તો બીજી રીતે જોઈએ તો દર્શન દર્શન એટલે કે પરિવારના લોકો દેરાસર અને ઉપાશ્રય દર્શન કરવા જાય છે દેરાસરમાં ભગવાનના દર્શન અને ઉપાશ્રયમાં સાધુ સાધ્વી ભગવંતોના દર્શન કરવા માટે લોકો નિયમિત રીતે જાય છે અને પોતાનો તહેવાર આ રીતે પણ ઉજવે છે જેમાં ઉપાશ્રેમાં સાધુ સાધ્વી ભગવંતો એ કલ્પસૂત્રનું વાંચન કરે છે આ જૈન ધર્મનું ખૂબ પવિત્ર ગ્રંથ છે અને આ ગ્રંથની વાંચણીનું મહત્ત્વ પર્યુષણમાં વિશેષ છે જેમાં ભગવાન મહાવીર સ્વામીના બધા જ કલ્યાણકનું ખૂબ સુંદર વર્ણન કરવામાં આવેલું છે અને આ બધા જ ભગવાનના એકો એક સત્યાવીસ ભવનું આબેહૂબ વર્ણન કરવામાં આવ્યું છે આ સત્યાવીસ ભવ બાદ પછીના ભવમાં જ્યારે ભગવાન કઈ રીતે ભગવાન બન્યા એક એક ભવ વિશેનું ખૂબ સુંદર વર્ણન છે અને છેલ્લે ભગવાનનો મહાવીર સ્વામીનો ભવ એટલે કે આ ભવમાં તે તેઓ કેવી રીતે તેના દરેક કલ્યાણકનું ત્યાં વર્ણન આપવામાં આવેલું છે જેમાં ભગવાનના બધા ક્લ્યાણક જીવન કલ્યાણક જન્મ જન્મ કલ્યાણક દીક્ષા કલ્યાણક અને મોક્ષ કલ્યાણક આ પાંચ એ પંચ કલ્યાણકની વ્યવસ્થિત ઉજવણી કરવામાં આવે છે પર્યુષણમાં ઉપાશ્રયમાં આ પંચ કલ્યાણક ઉપર ખૂબ સુંદર ના નૃત્ય નાટિકા ભજવામાં આવે છે અને નાટક દ્વારા બાળકોને અને સમાજને ઉજાગર કરવામાં આવે છે કે આપણા પરમાત્માનું જીવન કેવું હતું અને કેવી રીતે તેમણે આટલો સુખ અને વૈભવ છોડીને પણ આ દીક્ષા અંગિકાર કરી અને આપણને આ જૈન ધર્મ આપ્યો છે કારણ કે પરમાત્મા જ્યારે ભગવાનની કુક્ષીમાં હતા ત્યારથી જ તેમણે માતા પિતાની ચિંતા કરી હતી અને પછી પણ માતા પિતા જીવ્યા ત્યાં સુધી ધર્મમય જીવન જીવ્યું પણ દીક્ષા નહોતી લીધી કારણ કે તેમને દુખ થાય અને તેમાં ગયા બાદ જ પોતાના ભાઈ ભાભીની આજ્ઞા લઈને તેમણે દીક્ષા લીધી હતી આમ આખું પંચ કલ્યાણક ઉત્સ મહોત્સવ ઉજવવામાં આવે છે આ ઉપરાંત પર્યુષણમાં લોકો સુંદર દેરાસરમાં થયેલી સુંદર રાંગીના દર્શન કરવા જાય છે રાત્રે દેરાસરમાં ભાવના હોય છે જેમાં સ્તવન અને ગાયને ખૂબ સરસ ભક્તિ કરવામાં આવે છે આમ પરમાત્માની ભક્તિ વિવિધ પ્રકારે થાય છે આ ઉપરાંત તહેવારમાં લોકો સવારે પોતાના દિવસની શરૂઆત પરમાત્માની પૂજા અને દર્શન કરીને કરે છે પછી વ્યાખ્યાન સાંભળે છે અને સવાર અને સાંજ બંને ટાઈમ પ્રતિક્રમણ કરે છે રાત્રે ભાવનામાં ભક્તિ કરે છે અને આ રીતે પોતાનું સમગ્ર દિવસ પસાર કરે છે આમ આઠ દિવસ ખૂબ જ્ઞાન દર્શન તપ અને ચારિત્ર્યની આરાધનામાં પસાર થાય છે આમ આ એક એવો અધકેરો તહેવાર છે કે જેમાં આપણે આપણને મળેલા માનવ ભવને સાર્થક કરવા માટે જ્ઞાન દર્શન તપ દ્વારા વધુને વધુ પ્રયત્ન કરીએ છીએ આમ પર્યુષણપર્વ એ મહાન તહેવારની ઉજવણી આપણે ખૂબ સુંદર રીતે કરીએ છીએ આ ઉપરાંત આપણે એક બીજા તહેવારની વાત કરીએ તો દિવાળી દિવાળી પણ પણ આપણા સમાજમાં ખૂબ મહત્ત્વ છે આ દિવસે આમ કહેવામાં આવે છે કે ભગવાન રામ એ અયોધ્યામાં પધારવાના હોય છે આ માટે આખી અયોધ્યા નગરી શણગારવામાં આવી હોય છે અને ભગવાન પધારે છે બીજું એક મહત્ત્વ એ છે કે આ દિવસે ભગવાન મહાવીર સ્વામીની નું નિર્વાણ કલ્યાણક છે અને ભગવાન મોક્ષે ગયા છે તે દિવસે આમ બંને રીતે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે દિવાળીના તહેવારમાં આપણે ધનતેરસ કાળી ચૌદસ ધનતેરસના દિવસથી જ આ ત તહેવારની ઉજવણી શરૂ થય જાય છે આ દિવસે લક્ષ્મીની અને ધનની પૂજા કરવામાં આવે છે કાળી ચૌદસના દિવસે પણ આપણે આપણાં વાહનો સાધનોની પૂજા કરવામાં આવે છે અને નિવેદ કરવામાં આવે છે આ ઉપરાંત ત્યાર પછીના દિવસને દિવાળી કહેવાનું છે દિવાળીના દિવસે સવારથી ખૂબ આનંદ અને ઉત્સવ માણવા ઉજવણી કરવામાં આવે છે ઉત્કૃષ્ટ ઉત્તમ પ્રકારના ભોજનો આપણે બનાવીએ છીએ ને ખાઈએ છીએ અને સા સંધ્યા સમયે લક્ષ્મી પૂજન એટલે કે ચોપડા પૂજન પણ કરવામાં આવે છે અને વેપારીઓ આ દિવસ માટે આ દિવસનું ખૂબ મહત્ત્વ છે ફટાકડા ફોડવા પોતાના ઘરની ખૂબ સુંદર રીતે શણગારવું અને આનંદ ઉત્સાહ કરવા નવા કપડા પહેરવાં આ રીતે આપણે દિવાળીની ઉજવણી કરીએ છીએ આ ઉપરાંત આ દિવસે રાત્રે ભગવાન મહાવીર સ્વામી નિર્વાણ પામ્યા છે આથી જૈન ધર્મના લોકો વતી પણ આ તહેવારનું ખૂબ મહત્ત્વ છે ત્યાર પછીનો બીજો દિવસ એટલે કે બેસતું વર્ષ આ દિવસે એટલે કે આપણા માટે નવા વર્ષની શરૂઆત થાય છે બેસતા વર્ષના દિવસે બધા પોતાના વડીલોને પગે લાગે છે ગુરુ ભગવંતો સાધુ સાધ્વીઓને પગે લાગે છે દેરાસર અને મંદિરમાં જઈને પગે લાગે છે અને પોતાના નવા વર્ષની શુભ શરૂઆત કરે છે અને એકબીજાને શુભેચ્છા પાઠવવા જાય છે જ આ શુભેચ્છા રૂબરૂ આપી શકે છે ફોનથી મેસેજથી એમ અનેક રીતે પોતાના અંતરની ઊર્મિઓને ભાવનાઓ પ્રગટ કરે છે અને આમ પાંચ દિવસનો આ તહેવાર એના પછીના દિવસે ભાઈબીજ હોય છે ભાઈબીજને દિવસે ભાઈ પોતાના બેનની ઘરે જમવા આવે છે અને બેન ખૂબ ભાવથી અવનવા ભોજન બનાવીને પોતાના ભાઈને ખવડાવે છે અને તેનું સ્વાગત કરે છે આમ આ બધી આપણી સાંસ્કૃતિક પ્રથાઓ દ્વારા આપણે આપણા રૂટિનના જીવનમાંથી બહાર આવીએ છીએ અને જીવનમાં નવો ઉમંગ અને ઉલ્લાસ આવે છે ભાવતા ભોજન બનાવીએ છીએ આપણાં ઘરોને શણગારીએ છીએ અને આનંદ ઉત્સવથી આપણી રોજીંદી ઘટમાળમાંથી બહાર આવી છીએ અને જાણે કે નવી જિંદગીનું આપણને કોઈએ પ્રેરણાબળ અને પેટ્રોલ મળી જાય છે આમ એ તહેવારએ જીવનમાં નવો ઉમંગ ઉત્સાહ અને આનંદ લાવે છે તે પછી ગરીબ હોય કે અમીર બધા માટે તહેવારોની ઉજવણી એક વિશેષ મહત્ત્વ ધરાવે છે